હલો હા રિક્ષાવાળા ભાઈ બોલો કાલે સાબ રાત્રે તમે મને ઘરે પહોંચાડ્યાને એ બેન બોલું ખરેખર કાલે રાત્રે તમે મને ખૂબ જ લેટ થઈ ગયું હતું અને સમયસર મળી ગયા મને ઘર સુધી એકદમ સુરક્ષિત રીતે પહોંચાડી એ માટે હું ખરેખર ખરા દિલથી તમારો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ ભાઈ